ચિત્રકામ કરવું મને ખૂબ ગમે છે પણ તે મારો માત્ર એક શોખ છે હું તેમાં તેને વ્યવસાય બનાવીને આગળ વધવા નથી ઇચ્છતી મને ચિત્રકામ કરતાં વધારે શિક્ષક બનવાનું પસંદ છે ચિત્રકલાના વ્યવસાયની સંભાવનાઓ તો છે પણ તેમાં આગળ વધવા માટે ઘણા ખરા પડકારોનો સામનો કરવો પડે છે કરણકે અત્યારની આપણી જે સોસાયટી છે તેમાં આર્ટિસ્ટની એટલી કદર નથી તેને એક સોસાયટીમાં કાંઈપણ કન્ટ્રીબ્યુશન આપતાં ન હોય તેવાં વ્યક્તિ તરીકે જોવામાં આવે છે તેની કમ્પેરમાં ડોક્ટર એન્જિનીયર વગેરે લોકોની વધારે રેપ્યુટેશન હોય એવું આપણે જોઈ શકીએ છીએ ચિત્રકલાને વ્યવસાય તરીકે પસંદ કરવામાં આ ઘણા બધા પડકારો નડે છે તેમાં પહેલી વસ્તુતો એ છે કે તેને રિસ્પેક્ટ મળતી નથી લોકો તેને પૂરતી રિસ્પેક્ટ આપતાં નથી પછી રિજેક્શન આર્ટિસ્ટને ઘણીવાર અલગ અલગ રીતે રિજેક્શન્સ નો સામનો કરવો પડે છે જેમકે ગેલેરીમાં કે અલગ અલગ ક્રિટિક હોય છે તે તેમનું ઘણી વખત એવું થાય છે કે તે તેમનું કામ સ્વીકારતા નથી તેનું એક્ઝિબિશન માં તેને એક્સેપ્ટ કરતાં નથી આ ઉપરાંત ઓપર્ચ્યુનિટી તેને ઘણી ઓછી મળે છે ઘણીવાર કોઈ નાનો આર્ટિસ્ટ હોય કે જેની પાસે વધારે પૈસા ન હોય કે ઓપન સ્પેસ ન હોય પોતાનું કામ કરવા માટે તો તે પોતાની આવડતને પૂરી રીતે બહાર લાવી શકતો નથી અને આર્ટ એક એવી વસ્તુ છે કે જેની માટે ઇન્સ્પિરેશન જરૂર પડે છે તમારી પાસે જ્યારે પ્રેરણાનો અભાવ હોય ત્યારે તમે સારું ચિત્રકામ કરી શકતા નથી તો એ પણ વાંધો પડે છે આર્ટિસ્ટને એવું ના હોય કે અત્યારે તમારે આ કામ કરીને દેવાનું છે તો એ કરીને દઈ જ શકે એ સમયે એવું જરૂરી નથી તો તે પણ વ્યવસાય રીતે તેને જોવામાં એ વસ્તુ પણ નડે છે આ ઉપરાંત ઘણીવાર તેમને પૈસાની અછત હોય છે તો જ્યારે કામ મળતું નથી ત્યારે તેમની પાસે ઘણીવાર પૂરતા પૈસા પણ હોતા નથી અને આ ઉપરાંત તે એકલતા પણ અનુભવે છે કારણકે મોટાભાગે ચિત્રકારોને પોતાનું કામ એકલા એક જગ્યાએ બેસીને કરવાનું હોય છે તો તે બીજા લોકો સાથે એટલા હળીમળીને રહી શકતા નથી જેનાથી તેમની સોશિયલ લાઇફ ઉપર પણ અસર પડે છે